માનસિક રીતે પડકાર આપનાર પુસ્તક જે હોય તો આપણે તો ભારત દેશના વાસીઓ છીએ અને ધાર્મિક પણ છીએ તો આપણે જે પણ મુસીબતમાં હોઈએ કોઈ રસ્તા મળતા ન હોય અને બધી સાઈડથી હેરાન થયા હોય તો આપણે તો બીજે બધે કશે દોડવાની જરૂર જ નથી અને ચોપડીનું વાત કરું પુસ્તક તો ભગવદ્ ગીતા સૌથી શ્રેષ્ઠ છે એમાં આખા જીવનનો સાર આવી જાય છે કઈ પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું આપણું મનોબળ આપણે કઈ રીતે મજબૂત બનાવી રાખવું તો એ તો વાત કરીએ તો ભગવદ્ ગીતાનું આપણે વાંચન કરવું જ જોઈએ ભગવદ્ ગીતામાં બધા સાર આપેલા છે એ પુસ્તકમાં આપણે બધા જ જવાબો બધા જ સવાલોનો જવાબ તમને આ ચોપડીમાંથી મળી રહે છે